હલો ગુજરાત ગેસ સિલિન્ડરમાંથી બોલો છો હું રીટા કંસારા બોલું છું અમે પેલા કંસારા બજારમાં રેતા તા હવે મારે ગેસ સિલિન્ડર બંધ કરાવું છે તો એનો નંબર ત્રણ ચાર એક ચાર પાંચ શૂન્ય સાત નવ તન છે તો એ રદ કરવાનો છે તાત્કાલિક રદ કરવા વિનંતી અને રદ થઈ જાય તો એ જાણવાની પુષ્ટિ હું કઈ રીતે કરું તો એ જણાવા વિનંતી કરશો તો તમે મને ક્યારે જણાવશો